નમસ્કાર ડ્રાઈવર સાહેબ મેં થોડાક ટાઈમ પહેલાં એક ટેક્સી તમારા એપ્લિકેશન દ્વારા બુક કરાવી હતી પરંતુ હજી સુધી એ નંબરની ટેક્સી મારા ત્યાં પહોંચી નથી જેથી હું એ ટેક્સી હજી સુધી કેમ આવી નથી એ જાણવા માગું છું તેમજ હું એ પણ જાણવા માગું છું કે તમે આટલો લાંબો સમય કેમ લો છો જે જો કે અત્યારે રસ્તો એકદમ ક્લિયર છે ટ્રાફિક પણ બિલ્કુલ નથી તો આટલું લાંબો સમય ના થવો જોઈએ બરાબર છે અને એટલા માટે હું અહીંયા તમને મળવા માગું છું તો તમે જલ્દીથી જલ્દી એ ટેક્સી લઈને અહીંયા આવી જાઓ કારણ કે હું છેલ્લા ત્રીસ મિનિટથી એક જ જગ્યાએ ઊભો ઊભો તમારી રાહ જોઈ રહ્યો છું તો ડ્રાઈવર સાહેબ મને જરા જણાવશો કે આટલું લાંબુ સમય કેમ થયું અને તમે કેટલા વાગ્યે મારા ત્યાં આવી શકસો